ફરવાનો તો મને ખૂબ શોખ છે લગભગ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઓલ ઇન્ડિયાનો પ્રવાસ મેં કરી લીધો છે મોટે ભાગે ગ્રુપમાં પ્રવાસ કર્યા છે ફેમેલી સાથે પ્રવાસ કર્યા છે કોલેજના અધ્યાપકના નાતે વિદ્યાર્થીઓ સાથે પણ ખૂબ પ્રવાસો કર્યા છે દરેક જગ્યાએ કંઈક અવનવું જોવાના જે મજા આવે છે કંઈ ઓર હોય છે એનો કંઈ આનંદ જ અલગ હોય છે છેલ્લાં ચાર એક વર્ષમાં અમે જે પ્રવાસો કર્યા એ પ્રવાસોમાં છે ને ખૂબ સરસ પ્રવાસ કહી શકાય એવો હોય તો મને ગમેલા પ્રવાસમાંના સૌથી શ્રેષ્ઠ પ્રવાસ સિક્કિમનો પ્રવાસ હતો કાંચનજંઘાનાં એ દૃશ્યો હિમાલયની હારમાળા નવા નવા નવી નવી જગ્યાએ ના અવનવા પાણીના ધોધ એ જોવાનો કંઈક આહલાદક અનુભવ અમે માણ્યો હતો ચાઈના બોર્ડર નથૂ લા પાશ જે બરફથી આચ્છાદિત છે ખૂબ મજા આવી લાચેનની અંદર ગુરુડોન્ગમાર લેક અને કાલા પથ્થર નાં જે દૃશ્ય જોયા અવિસ્મરણીય હતાં હવા પાતળી હોવાથી કોઈકને પ્રોબ્લેમ પણ થાય ઓક્સિજનના બોટલ સાથે હોય તો લગભગ તકલીફ પડતી નથી પણ એક શેફટી માટે રાખો તો વધારે સારું લાચુંગ પણ અવિસ્મરણીય સ્થળ છે જ્યાં જીરો પોઈંટ મનને આહ્લાદિત કરે એવો હતો ફલાવર ઓફ વેલી નો નજારો પણ નયનરમ્ય હતો પૅલિંગ પણ સિક્કિમનું એક ખૂબ સરસ સ્થળ ગેંગટોકની અંદર પણ જુદાં જુદાં સાધનો જોયાં એ પણ નયનરમ્ય હતાં ટૂંકમાં હિમાલયની હારમાળા અને કાંચનજંઘા શિખરને જોવાનો અનેરો આનંદ અમને સિક્કિમના પ્રવાસ દરમિયાન મળ્યો હતો શિમલા કુલુ મનાલી ડેલહાઉસી હિમાચલપ્રદેશનો પ્રવાસ પણ ખૂબ સુંદર હતો કાશ્મીર જેને પૃથ્વીનું સ્વર્ગ કહેવામાં આવે છે એ પણ અમે જોયું ખૂબ સુંદર પ્રવાસ હું દરરોજ ફરવા જાઉં રોજ પ્રવાસ કરૂં એટલો ગાંડપણની લેવલે મને શોખ છે હજુ પણ જે કંઈ બાકી સ્થળો છે એને હું પુરા કરવાનો પ્રયત્ન કરીશ પ્રવાસ એ મારો મુખ્ય શોખ છે